હા મને ઊંચાઈનો ડર તો લાગે છે પરંતુ મેં ક્યારેય પણ ક્લાઇબિંગ કર્યું નથી પરંતુ મને ઊંચાઈનો ફોબિયા પહેલાથી જ છે જેથી હું ઊંચી જગ્યાઓ ઉપર જવાનો પ્રયત્ન કરતો નથી કારણ કે મને ઊંચાઈનો ખૂબ જ ડર લાગતો રહેતો હોય છે તેથી હું ઊંચાઈવાળી જગ્યાએ પણ જતો નથી